હલો હા સર મેં પંદર દિવસ પહેલાં શૂઝ મંગાવેલાં હતાં મારા પણ હજુ સુધી આવ્યાં નથી અચ્છા તો સર ક્યારે આવશે પાંચ દિવસ સોરી સર બટ મેં પંદર દિવસ પહેલાં મંગાવેલાં હતાં હજુ સુધી આવ્યાં નથી તો સર મને મારું રિફંડ આપી દો કાં તો એમેઝોન એકાઉન્ટમાં રિફંડ કરી દો કાં તો મારા ખાતા નંબરમાં રિફંડ કરી દો હા સર મારો ખાતા નંબર શૂન્ય એક આઠ સાત નવ પાંચ શૂન્ય પાંચ શૂન્ય વન પાંચ શૂન્ય હા સર હા સર મારા એડીદાસ કંપનીનાં શૂઝ હતાં હા સર પણ મને પંદર દિવસ થઈ ગયા મંગાવે ના સર પર હવે મારે હવે આવ્યાં જ નથી તો મારે હવે રિફંડ જ જોઈએ છે તો સર કૃપા કરી તમે મને મારું રિફંડ મોકલી દો હા સર હા સર એપમાં પણ કંઈ બતાવતા નથી એના માટે મારે શું કરવું હવે ઓન ધ વે જ બતાવે છે સર હજુ હા તો સર મને રિફંડ કરી દો હા સર ઓકે